સોનલબેન હું નિધિ વાત કરું આ તમે જે તમારું રિનોવેશન કરાવેલું ઘરનું ને કલરનું ને ઓલી પોપડી ઉખડી ગઈ તી તો એના માટે કઈ જગ્યાએ કરાયુતુ મારે કરાવું છે તો અચ્છા એવું છે એટલે કેટલા પૈસા એ લેછે એ એક દિવાલના એવું હેને અને મટ્રિયલ બધું એ લઈ દે કે આપડે લાવાનું હોય અચ્છા એવું છે એમ ને અને હું શું કેટીટી કે આપડી જે બારની પાછળની બાલ્કની છે ને ઈ આપડે વચ્ચે દીવાલ તોડવાનું વિચારી રઈ છું તો એ હું કરિ શકું ના એટલે એમાં શું છે કે આપડે જે દીવાલ હોય ને તો એ તોડીએ ને તો બાર મારે મેં બધું વિચાર્યું છે બધું જૂલોને બધું તમારે મારી ગેલેરી પાછી એક થઈ જાય તો હારે બેસીને બેસવું હોય તો બેસી શકીએ આપડે એમ એટલે મેં એક જણાને પૂછ્યું તું કે ઈ તમે તોડોને તો તમારે દીવાલમાં બીજું કઈ નુકશાન ન થાય એમ કાચી દીવાલ જ છે તો આપડે એક કાચી દીવાલ તો તોડીને તો બંનેની મોટી ગેલેરી થઈ જાય એમ ભેગે કામ કરવું હોય તો બી કરી શકીએ એમ હા અને હું શું કેતીતી કે તમે ભઈનો નંબર છે તમારી જોડે તમે જે કયો છો રિનોવેશન માટે ઈ

હા તો વાંધો નહીં ઈ આવે ત્યારે તમે મને બોલાઈ દેજો અવાજ આપી દેજો તો હું આઈ જઈશ બરોબર હો ને હા હા ચલો હા